હેલો એકતા રેસ્ટોરન્ટમાંથી વાત કરો છો મે તમારે ત્યાં જમવાની વસ્તુઓ માટે ઓડર કરેલો છે તો મારા જે વર્તમાન ઓડર છે એમાં એક સુધારાની વિનંતી કરું છું મારે ઘરે જમવા માટે મહેમાન આવવાના હતા પણ હવે તે નથી આવવાના તો એ કારણસર જે જમવા માટેની જે વસ્તુ મેં ઓડર કરી હતી એ હવે મારે એમાં ફેરફાર કરવાની જરૂર છે તમારે ત્યાંથી મેં બાર રોટલી અને શાકનો ઓડર આપ્યો હતો પરંતુ હવે મહેમાન નથી આવવાના એટલે એટલું બધું જે જમવાનું છે એ મારે નથી જોઈતું તો હાલમાં મે તમારે ત્યાં બાર રોટલીનો ઓડર આપ્યો છે પરંતુ હવે મારે તેની માત્રા ઘટાડવી છે મારે ફક્ત આઠ જ રોટલીની જરૂર છે તો મહેરબાની કરીને મારા ઓડરમાં આ ફેરફાર કરો તમારા જે સહકાર બદલ તમારો આભાર મારો જે ઓડર છે તેમાં તમે મને ફેરફાર કરી આપો તમારો આભાર